અમારા ગ્રામીણ સમાજમાં જો વાત કરું તો વધારે વધારે પડતું લોકપ્રિય હોય તો ગરબા રાસ અને દાંડિયા છે અલગ અલગ ઘણાં લોકનૃત્ય છે જેમકે ગરબા રાસ કાઠિયાવાડી નૃત્ય અર્વાચીન નૃત્ય મટકીવાળાં નૃત્ય સાંબેલાવાળા રાસ દાંડિયા પછી આદિવાસી નૃત્ય છે વગેરે ઘણાં બધા લોકપ્રિય નૃત્ય છે અમારા ગ્રામીણ વિસ્તારમાં ગરબા રાસ અને દાંડિયા આ ત્રણ વગર નવરાત્રિ સાવ અધૂરી નવરાત્રિના નવ દિવસ એટલે ગરબાના દિવસો જેમાં શરૂઆતમાં માતાજીની આરતી કરવામાં આવે છે પછી માટીવાળો માટીવાળો માટીનો કાણાવાળો ગરબો પેટાવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ લોકો ગરબે ગરબે ઘુમે છે દરેક પ્રસંગમાં ગરબા થાય છે એ પછી જન્માષ્ટમી હોયકે ગણેશ ચતુર્થી નવરાત્રિ હોય કે હોળી ધૂળેટી દિવાળી હોય કે મકર સંક્રાંતિ ગરબા તો પહેલાં જ હોય ગરબા વગર બધાં જ નૃત્ય બધા જ તહેવારો અધૂરા હોય છે ગરબામાં પણ ઘણા બધા પ્રકાર છે જેમકે સાત તાળી દોઢિયું ટિટોળો ટીંબલી એમ કહેવાયને તો ગરબા એ ગુજરાતીઓની પહેચાન છે ગરબા વગર ગુજરાતીઓ અધૂરા છે એમ અમે પણ ગરબા અને રાસ પહેલાં જ જોઈએ